નમસ્તે સર બસ મજામાં તમે કેમ છો અમારો જ્યાં એરિયા પાસે એવું છે કે અમે લોકો હમણાં જોઈએ છે તો અ નવી નવી બિલ્ડીંગ બનવા માટે લોકો ઝાડને એ બધું શું કહેવાય કે કટ કરી દે છે અને મતલબ એન્વાયરમેન્ટને લાઇક એ બધું કરે છે તો સાથે એની સામે એની સામે ગ્રો પણ કરવું જોઈએ ને તો એ લોકો ટ્રીઝને એવું કઈ ગ્રો કરવાનું ને એ બધું અને પછી નદી છે તો નદીમાં બી એ લોકો કંઈ બી વેસ્ટ નાખી દે છે અને એટલું ક્લીન નથી રાખતા તો એ વસ્તુ માટે થોડા સ્ટેપ્સ લેવા માટે

હં હા હં હં

હા લ પબ્લિકલી લઈ વીકેન્ડ્સ પર આપણે અ લોકોને જોડે બોલાવી અને એ કામ કરીએ તો બી બીજા જુએ તો એ જોઈને પણ પ્રેરિત થઇ શકે છે ઘણા લોકો એવી રીતે આપણે અ ફેલાવી શકીએ છીએ અને કાં ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ્સ બી કરી શકીએ છે વીકેન્ડ્સ પર હં હા

હં

સાચી વાત છે હા હા સારું સારું એ કરીશું તમે કહેજો